મારા રસોડામાં ઘણા બધા પ્રકારના ઉપકરણો છે જેમકે મિક્સર સિલિન્ડર ગ્રેન્ડર ગેસ ઓવન અને તે ખૂબ જ હેલ્પફૂલ બને છે પરંતુ પહેલાના જમાનામાં જ્યારે આવા ઉપકરણો નહોતા તો સાદી રીતે તે લોકો હાથ વડે તે પીસીને ઘણું બધું બનાવતા પરંતુ અત્યારના જે ઉપકરણો છે એ ખૂબજ હેલ્પફૂલ બને છે અને અત્યારની જે ટેકનોલોજી ખૂબ જ અપડેટેડ ટેકનોલોજી છે અને લોકો અત્યારે ખૂબ જ યુસ કરી રહ્યા છે મિક્સર જેમકે મિક્સર છે તો તે ઘણું બધું પીસવામાં હેલ્પફૂલ કરે છે અને ગ્રાઈન્ડર છે તો તેને દહીંમાંથી છાશ બનાવવામાં હેલ્પફૂલ કરે છે અને જે ગેસ ને સિલિન્ડર છે તો તે આપણને કોઇ બી ખાવાનું કે ખોરાક છે આ પકાવવામાં મદદરૂપ કરે છે અને ઓવન આપણને ખૂબજ હેલ્પફૂલ બને છે કોઇબી વસ્તુ છે જેમકે ફાસ્ટ ફૂડમાં પીઝા છે પફ છે દાબેલી છે તો તેમને શેકવામાં કે ગમે તે વસ્તુ બનાવવામાં આપણને ખૂબજ હેલ્પફૂલ બને છે અને તે અત્યારની જનરેશન માટે ખૂબ જ ફાયદાકારક છે અને આમ જોવા જઈએ તો તે જલ્દી ટાઈમમાં ઓછા ટાઈમમાં બની જાય છે અને પહેલાના જે જમાનામાં જે ઉપકરણો નહોતા તો તેઓ કોઇ બી વસ્તુઓ પીસવામાં સમય લેવો પડતો તો જેમ અને અત્યારને સમયમાં તે સમય વધારે લેવો નથી પડતો અને તે ઓછો સમય યુસ થાય છે